ગેમિંગની વાત કરું તો આગળ જે ફ્યુચર છે એ ગેમિંગનું જ છે ઈ સ્પોર્ટ્સનું જ છે હવે તમે જુઓ જ છો કે ટૂંક સમયમાં કેટલું ગેમિંગનું એક મળ્યું છે કોરોના પહેલાં અને કોરોના પછી પણ જે ગેમિંગનો ચાર્ટ કહેવાય આપણે એ ઉપર જ જાય છે નીચે ગયો નથી નવા નવા ગેમ્સો આવ્યા છે બી જી એમ આય પબ જી એટલે એક જ છે પબ જી બી જી એમ આય પછી મીની મિલેશિયા પછી એના પહેલાં સબ વે સફર સ્ટાર્ટિંગમાં વાત કરું તો મારિયોથી લઈને આ બધું ટાઇમ ઈવોલ્સ થયા છે અ ગેમ્સમાં રેવોલ્યુશન્સ આવ્યા છે પોકેમોન એ બધું એમ તો વાત કરીએ તો એનો આ ડાઉનફૉલ જેવું જ છે નહીં ગેમમાં ફ્યુચર મને સારું જ દેખાય છે ગેમિંગનું અને પ્રૅઝન્ટમાં બી એ પીક પર જ છે ગેમિંગનું તમે જોઈ શકો છો ઘણા બધા યુટ્યુબર્સ છે

તો એનો ફ્યુચર સ્કોપ તો બહુ જ સારો છે એ એક એવી લાઇન છે કે મેં હું માનું છું કે એ ઉપર જ જાય ગેમિંગનો કેમ કે બધા એજના માટે ગેમ હોય છે બધી ઉંમરના લોકો ગેમ રમી શકે છે એ ટાઇપનો એ હોય છે તો ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ ડાઉનફૉલ થાય નહીં એવું મને તો લાગે જ છે ફ્યુચરમાં